બગીચામાં રોપેલાં છોડ અને વૃક્ષોને જોઈને મને બહુ સરસ લાગણી થાય છે જ્યારે પણ હું એને પાણી નાખું છું ત્યારે એક નવા સજીવને હું જીવન આપું છું એવી ફીલિંગ થાય છે જ્યારે હું એને પાણી નાખું છું પાણી પાઉં છું જ્યારે એની આસપાસ હું માવજત કરું છું ત્યારે મને એક નાના બાળકને જેવી રીતે ઉછેરતા હોય એવી ફીલિંગ થાય છે બગીચાની આસપાસ હું જ્યારે બેસું છું ત્યારે મને એક મારા પરિવારની આસપાસ બેઠો હોઉં એવું લાગણીનું વ્યક્ત થાય છે હું જ્યારે પણ મારા બગીચાનાં યા મારા રોપેલા છોડને જીવાત લાગે છે ત્યારે મને ઘણું દુઃખ થાય છે અને હું એક ડોક્ટરની રીતે એની દેખરેખ કરું છું એને દવા આપું છું એને નવરાવું છું એને જોઈને મને એટલી ખુશી થાય છે કે પત્તા લીલા કલરનાં ખુશ ખુશાલ જોઈને મને ઘણો આનંદ થાય છે એટલે એકંદરે બગીચાના રોપેલા છોડને હસતા જોઈને એને હવામાં લહેરાતા જોઈને મને ઘણો આનંદ થાય છે મને બહુ ખુશી થાય છે